અમદાવાદ જિલ્લાની આબોહવાની વાત કરીએ તો આ એક વિકસતું શહેર છે અને આ શહેરની અંદર ધંધા રોજગાર કંપનીઓ તેમજ ખેતીવાડી એમ બંને પ્રકારેની અ ઈકૉનોમિક્સ રહેલી છે તે જોતાં હાલમાં શહેરીકરણના લીધે શહેરના વિકાસ માટે જે વૃક્ષોનું નિકંદન નીકાળવામાં આવે છે જેના લીધે વરસાદની અનિયમિતતા જોવા મળી રહી છે શિયાળો વહેલો મોડો થઈ રહ્યો છે ઊનાળામાં પિસ્તાળીસથી તેંતાળીસ ડિગ્રી સુધીની ગરમી રહેતી હોય છે આ બધાનું મૂળ કારણ છે કે શહેરીકરણનાં લીધે જે વૃક્ષારોપણ જે થવું જોઈએ એ થતું નથી અને તેનું નિકંદન જે નીકાળવામાં આવે છે એના લીધે શહેરનું જે વાતાવરણ છે હંમેશા ગરમ અને અનિયમિત રહે બની રહ્યું છે આ સિવાય શહેરીકરણના લીધે કેટલીક એવી પણ સમસ્યાઓ છે જેમ કે ઘન કચરાનો નિકાલ નથી થઈ રહ્યો અને લોકોનું જે સ્વચ્છતા બાબતેનું જે વલણ છે એ એટલું સારું ના હોવાથી જ્યાં ત્યાં રસ્તા પર કચરા નાખવામાં આવે છે અને એ કચરાઓ જે છે એ ગટરોની અંદર ચૉકઅપ થતાં હોવાના લીધે પાણીની જે લાઈનો છે એને બંધ કરી દે છે ને ચોમાસાની અંદર પાણી પણ વધુ ઊભરાય છે એટલે થોડાક વરસાદની અંદર પણ શહેરની અંદર પાણી ખૂબ વધારે પ્રમાણમાં ભરાઈ જતાં હોવાથી હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ સિવાય શહેરની અંદર જે વિવિધ ઉદ્યોગો ઉદ્યોગો ધમધમી રહ્યા છે એ ઉદ્યોગો દ્વારા પાણીનું પ્રદૂષણ થઈ રહ્યું છે જેમ કે એ ઉદ્યોગોના કૅમિકલ ન નદીમાં છોડવામાં આવે છે અને એ જ પાણીથી પશુપાલન અથવા તો પીવાનું પાણી ઉપયોગમાં લેવાનાં કારણે રોગો થતાં હોય છે અને વિવિધ બીમારીઓ પણ થતી હોય છે આ સિવાય જે કૅમિકલ્સ હવામાં છોડવામાં આવે છે એ કૅમિકલ્સના ધુમાડાને લીધે એની આજુબાજુમાં રહેતાં લોકોને તેમના સ્વાસ્થ્યને તેમની માઠી અસર પણ જોવા મળે છે આમ શહેરની અંદર શિયાળો ઉનાળો અને ચોમાસાની અંદર આ વિવિધ પ્રકારની અસરો જોવા મળે છે